મને રસોઈથી તો મને ખૂબ જ લગાવ છે અને હું સારી રસોઈ પણ કરું છું પણ મને જો રસોઈમાં કાંઇ નવું વાનગી બનાવવી હોય કે કાંઇ નવી કોઈ વાનગી બનાવતા શીખવું હોય કે કોઈ સારું વસ્તુ છે કે આપણું કાંઈ જમવાનું બચ્યું છે એમાંથી કાંઇ નવું કાંઇ બનાવવાનું શીખવું હોય વાનગી તો યુટ્યુબ પર નિધિની રસોઈ કરીને એક યુટ્યુબ ચેનલ છે એ નિધિ મેમ પોતે કૂકિંગ ક્લાસીસ પણ ચલાવે છે ને એ યુટ્યુબ પર પોતાની કૂકિંગની ચેનલ પણ ચલાવે છે હું એમને ફોલો ફોલો પણ કરું છું અને એમની બધી વાનગીઓ મેં ખુદ બનાવીને ચાખી જોઈ છે ખૂબ સરસ એ નિધિ મેમ જે છે એ પોતાની યુટ્યુબ ચેનલ પર જે વાનગીઓ બનાવીને મૂકે છે કે નાની નાની વસ્તીઓ વસ્તુઓમાંથી કંઈ સારી એટલી વાનગી બનાવી દે છે ને એટલું ખૂબ સરસ શાક ને બધુ બનાવી બનાવતા શિખવાડે છે યુટ્યુબ પર તો હું જ્યારે પણ કાંઇ નવું મારે બનાવવું હોય તો હું એમના વિડીઓસ જોઉ છું ને એ એમણે બી દરરોજ દરરોજ ઘણા બધા વિડીયો પોતાના રસોઈના બનાવીને મૂકે છે

કે બહારથી કંઈ મસાલા આપણે લઇએ તૈયાર મસાલા એમાં અમુક વાર એવું હોય કે એમાં સારો સ્વાદ પણ ના આવે ને જે આપણે ઘરના મસાલા બનાવેલા હોય એ ઘરના મસાલાથી જમવાનામાં કાંઇક અલગ જ સ્વાદ આવી જાય છે તો એ જે નિધિની રસોઈ છે એમાં ઘરે જાતે મસાલા બનાવતા પણ શિખવાડે છે તો હું જે છે એ રસોઈ બનાવતી વખતે એ નિધિની રસોઈ એ એના વિડીઓસ જોઉં છું ને એમાંથી ખૂબ જ મેં વાનગી બનાવતા શીખ્યું છે અને મારી રસોઈ એમાં જોઈને સારી પણ થઈ છે તો મને નિધિની રસોઈ બહુ સારી લાગે છે અને હું એમનો દીવાનો પણ છું કે મને એ આટલી રસોઈ સારી બનાવતા શિખવાડે છે ને અને એમના લીધે જ હું કદાચ આટલો સારો રસોઈયો બન્યો છું અત્યાર સુધી